હા છે ને અમે કોઈ પણ રમતગમત શિષ્યવૃતિથી વાકેફ છીએ કારણ કે સ્કૂલમાં અલગ અલગ પ્રોગ્રામો થતા હોય છે નિશાળમાં ધારો કે આપણે ફૂટબૉલ છે ક્રિકેટ છે પછી બેડમિન્ટન છે દરેક પ્રકારની રમત અન અંગે સંકળાયેલી છે એ પ્રકારે દરેકને સ્પર્ધાત્મક ભાગ લઈએ છે તેમ જ સ્પર્ધામાં આગળ વધે છે ધારો કે આપણે ક્રિકેટને લઈએ તો ક્રિકેટમાં ધારો કે ભાઈ આગળ વધે એક લેવલ સુધી આપણે પહોંચીએ છીએ પછી કંઈક આપણને બીજા બીજા દસ બીજા જોડે આપણને જિલ્લા જોડે રમવાનું થાય છે તો ધારો કે રણજી ટ્રોફી દ્વારા રણજી ટ્રોફીમાં પછી એ છે અલગ અલગ આપણે અલગ અલગ ક્ષેત્રેથી આપણે રમવું પડે છે તો એમાં શું છે કે દરેક વસ્તુ અલગ દરેક વસ્તુનું એક લેવલ છે એ પ્રમાણે આપણે આગળ વધીએ તો એક એક લેવલ સુધી આપણે પહોંચીએ છીએ અને આપણી નિશાળનું નામ થાય છે કે આપણને ધારો કે ભાઈ આપણે કોઈ એક વિસ્તાર અરે રહેતા હોઈએ રમતગમત રમતગમત એવી આપણી સાથે કે ભાઈ ના આ ના આમનું એકદમ પરફેક્ટ શેલ છે અને નામ પણ અને એવોર્ડ મળે છે